હું એક વાર મારા પરિવાર સાથે લોન્ગ ડ્રાઈવ પર ગયા હતા અને એમાં મારી ગાડીમાં ફ્યુલ તો પૂરતા પ્રમાણમાં હતું જ પણ મને એમકે આગળ જતા કદાચ તકલીફ પડે એમ કરીને મારે બીજી જગ્યાએ વિચાર કર્યો કે ભાઈ આપણે થોડુંક એમાં ફ્યુલ કરાવી લઈએ હવે આગળ જવાથી રસ્તા થોડા ખરાબ હતા અને એમાં જે સાઇડની લાઈટો હતી ને એ બી બંધ હતી તો એમાં થોડાક કિલોમીટર જવા માટે મને ખૂબ તકલીફ પડી પછી એટલામાં મને કોઈ પેટ્રોલ પંપ કે કંઈ દેખાયું નહીં અને આગળ જતાં જતાં પછી પેટ્રોલ ગાડીમાં જે હતું એ પતી ગયું અને પછી અમે થોડા દુવિધામાં મુકાઈ ગયા કે હવે અત્યારે મારે શું કરવું પછી મારે આજુ બાજુમાં તપાસ કરી કે ભાઈ અહીંયા રહેવા જેવું છે કે નહીં પણ ત્યાંથી થોડું દૂર હતું અને ત્યાં રહેવા માટે હું ફેમિલી સાથે હતો એટલે મને થોડુંક સેફટી જેવું લાગ્યું નહીં અને એના માટે થોડીક અમે રાતના ટાઈમમાં પરિવાર સાથે એટલે હું થોડોક મૂંઝવણમાં હતો અને એ વખતે પછી મને દૂર ગયા ને તો ત્યાં પછી મને એક ત્યાં મારા કોઈક સબંધ સત્સંગી ભાઈ નું મને મદદ મળી તો એક્ચુલી તો ત્યાં શું છે કે બહાર હું સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છું અને અમે ડુંગળી લસણ ખાતા નથી એટલે જ્યાં પણ અમારે જ્યાં ખાવા માટેની જ્યાં અમે વાત કરી તો ત્યાં એ લોકોએ મને આ ચોખ્ખી ના પાડી કે ડુંગળી લસણ વગરનું તો અત્યારે તમને કોઈ મળશે નહીં જે છે તે આ છે પછી એક થોડોક ટાઈમ અમે થોડીક રાહ જોઈ એટલામાં અમને એક ભઈ મળ્યા તે એમણે મને હેલ્પ કરી અને ડુંગળી લસણ વગરનું ખાવાનું એમણે મને શાક રોટલી બનાવી આપ્યા અને એ રીતે અમારો એક ખૂબ એ પ્રસંગ જે છે ને એ મને હજુ ભુલાયો નહીં એ બહુ એમાંથી હું એ મુંજવણ વખતે મને થોડીક ધીરજ હતી એટલે મેં એમાં થોડી ધીરજ રાખીને અમે એમાંથી બહાર આવ્યા